ગુજરાતમાં મનોરંજન અને રાત્રિ જીવનના મુખ્ય જિલ્લાઓની હું વાત કરું તો ગુજરાતમાં ઘણા એવા જિલ્લાઓ આવેલા છે ગુજરાતમાં જેમકે અમદાવાદ છે બરોડા છે ગાંધીનગર છે કચ્છ છે એમાંની હું જો અમદાવાદની વાત કરું તો અમદાવાદ તો મનોરંજન માટે એટલે રાત્રિ જીવન માટે તો બહુ જ એટલે બહુ જ ફેમસ છે ત્યાંના જે રાત્રિ બજારનું જમવાનું જે છે તમે ગમે ત્યારે અમદાવાદમાં જાઓ તો તમને ગમે ત્યારે જમવાનું અવેલેબલ રહે છે પ્લસ ત્યાં માણેકચોક છે એ ફેમસ છે પછી અસમાવતી રિવરફ્રંટ છે અટલ બ્રિજ છે જ્યાં લોકો જઈ અને રાતે બહુ સારી રીતે પોતાની સમય કાઢી શકે છે અને એકદમ ફરીને પોતાનું માઇન્ડ ફ્રેસ કરી શકે છે એટલા માટે એ ફેમસ છે અને શોપિંગ માટે પણ બહુ ફેમસ છે એવી જ રીતે જો આપણે વાત કરીએ તો સુરત છે સુરત એ શોપિંગ માટે તેમજ જમવા માટે બહુ વધારે ફેમસ છે રાત્રે ત્રણ ચાર વાગ્યે પણ સુરતી લોકો કહેવાય ને લહેરી લાલા તો એ લોકો જે છે એ રાત્રે પણ ગમે ત્યારે નીકળે ત્રણ ચાર વાગ્યે તો એમને બધું અવેલેબલ રહે છે અને બહુ ફેમસ સિટી છે સુરત મેગા સિટીમાં પણ આવી શકે છે અને એ જ રીતે આપણે જો વાત કરીએ તો એક કચ્છ છે કચ્છમાં પણ આપણે ઘણું બધુ છે એ ફેમસ છે કચ્છમાં કચ્છનું રણ છે તેમજ માતાજીનું મંદિર જે છે માતાનું મઢ કહેવાય ત્યાં પણ લોકો બહુ જતાં હોય છે ત્યાં ઠંડીનો માહોલ જે છે એ બહુ સરસ હોય છે નવરાત્રિમાં પણ બહુ સારું એવું ફંકશન આ તે હોય છે અને ત્યાંના તહેવારો પણ બહુ સારા એવા થાય છે તેમજ ગાંધીનગર એક ગ્રીન શિટી જેવુ છે કે જ્યાં ગ્રીનરી જોવા મળે છે ગુજરાતનું બધાથી નેચરમાં જે કહેવાય ને તો એ બહુ સ્વચ્છ સિટીમાં નામ આવે છે એનું એટલા માટે ગાંધીનગર જે છે એ ફેમસ છે તેમજ ભાવનગર છે તો ભાવનગરની વાત કરીએ તો ભાવનગરમાં જે છે એ ભૂંગળા બટેટા છે ગાંઠિયા છે એ બધુ વધારે ફેમસ છે અને પછી જો વાત આવે તો મારા પોરબંદરની અને પોરબંદર જે છે એ ખાજલી માટે આપણે ફેમસ છે પોરબંદરની ખાજલી એટલે આખા ગુજરાતમાં ફેમસ પોરબંદરમા ચોપાટી છે પછી ત્યાંનો રિવરફ્રંટ છે અને અહીંયા પણ એવી ઘણી બધી ફરવાની જગ્યા છે અને મનોરંજન માટે ત્યાં દર વર્ષે જન્માષ્ટમીનો મેળો થતો હોય છે એવું બધું થાય છે અને રાત્રિ માટે તો વધારેમાં વધારે ફેમસ હોય તો આ મેગા સિટીસ છે જે અમદાવાદને ગાંધીનગર અને સુરત કહી શકાય આપણે ત્યાં તેહવારો પણ એટલા સરસ થતા હોય છે નવરાત્રિ છે ઘણું બધુ એમ કહી શકાય કે જીવન હોય ને તો અમદાવાદ બરોડા અને ગાંધીનગર એટલે આપણે એવું કહી શકાય કે મનોરંજન માટે અને રાત્રિ જીવન માટે જે મુખ્ય જિલ્લાઓ કહેવાય ને તો એ કચ્છ પછી છે અમદાવાદ સુરત ગાંધીનગર ભાવનગર એ બધાં ફેમસ સિટી ગણાય છે એટલા માટે આપણે જો વાત કરીએ તો બધાથી બેસ્ટ સિટી કહેવાય ને તો એ અમદાવાદ છે અમદાવાદીઓ જે છે ત્યાં બધાં જ લોકો એકદમ સારી રીતે બધું ફરતા હોય છે ત્યાંની શોપિંગની ઘણી બધી આપણે વેરાયટીસ મળે છે અને અત્યારે જે નવરાત્રિ આવી રહી છે તો લો ગાર્ડન જે છે એ અત્યારે ગર્લ્સ માટે તો આમ શું કહેવાય કે ગાંડીતુર કરે ગર્લ્સને એ રીતે આમ બહુ સારું એવું મળી જાય છે અહીંયા બધું અને સુરતીઓ તો લહેરી લાલા છે જ એવી જ રીતે ભાવનગર સિટી છે પછી ગાંધીનગર છે ગાંધીનગર અને વડોદરા છે એ શાંત સિટી સંસ્કારી નગરી કહેવામાં આવે છે અને ત્યાં પણ ઘણી બધી એવા ગાર્ડન છે પછી આણંદ છે તો આણંદમાં ઘણા બધા ગાર્ડન છે ગાર્ડન માટે ફેમસ સિટી હોય તો એ આણંદ છે અને એ રીતે બધા લોકોનું આપણે જોઈએ તો રાત્રિ જીવન માટે અને મનોરંજન માટે ગુજરાતમાં એટલા જે છે એ સિટીસ બહુ ફેમસ છે